પંદર ઓગસ્ટ બે હજાર પાંચ નવ જૂન ઓગણીસો બ્યાસી ત્રીસ સપ્ટેમ્બર ઓગણીસોને અઠ્ઠાણું ત્રેવીસ સપ્ટેમ્બર બે હજારને ચાર ચાર સપ્ટેમ્બર બે હજારને સાત